વર્ષોથી આપણે જોતાં આવ્યા છીએ કે કોઈપણ સમાજમાં વ્યવસ્થિત રીતે રહેવું હોય તો એમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે એવી જ રીતે ભારતીય સમાજમાં ધર્મની વાત કરીએ તો ધર્મ એ માણસને સંસ્કાર પૂરા પાડે છે સંસ્કારમાં વાત કરીએ તો ખાણી પીણી રહેણી કહેણી જીવનના અમુક નિયમો કે કઈ રીતે જીવનમાં આગળ વધાય જીવનમાં કઈ રીતે સારી રીતે રહી શકાય તો આ બધા જેટલા પણ નિયમો છે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ રમત હોય કે પછી કોઈ પણ સરકારી નોકરી હોય તો એમાં નિયમો હોય છે એ નિયમોનું પાલન કરીએ તો જ એમાં વ્યવસ્થિત રીતે આગળ વધી શકાય છે એવી જ રીતે સમાજમાં પણ આપણે રહેવું હોય તો કેટલાક નિયમો આપણે અનુસરવા પડે છે એ નિયમોને આપણે અનુસરીને જ જીવનમાં આપણે પ્રગતિ કરી શકીએ છીએ એટલે ભારતીય સમાજની વાત કરીએ તો ધર્મની ભૂમિકા એ જ છે કે જેટલા પણ ધાર્મિક ગુરુઓ છે જેટલા કેટલાક ધાર્મિક પંથો છે ધાર્મિક સંસ્થાઓ છે એ દરેક ધાર્મિક સંસ્થાઓ પંથો એ નિયમમાં રહીને કઈ રીતે જીવનમાં આગળ વધી શકાય કઈ રીતે આપણે પ્રગતિ કરી શકીએ દરેક વસ્તુ આપણને શીખવે છે આજકાલ આપણે જોઈએ છીએ કે સમાજમાં ઘણાં બધા લોકો વ્યસનમાં દૂષણમાં આગળ વધીને પોતાનાં જીવનને બરબાદ કરી નાખે છે પણ ધર્મ એક એવી વસ્તુ છે કે ધર્મ વ્યસન મુક્તિ જીવનમાં લોકો સાથે કઈ રીતે રહેવું કઈ રીતે એક બીજા સાથે સહકાર આપી એક બીજાની લાગણીઓ ભાવનાઓ સમજીને કઈ રીતે રહેવું એ દરેક બાબતો ધર્મમાંથી આપણને શીખવા મળે છે એટલે જીવનમાં જે કંઈ પણ આપણી પ્રગતિ આપણે કરીએ છીએ માણસ જીવન જીવે છે એમાં હળીમળીને કઈ રીતે રહેવું જોઈએ એ દરેક બાબતોએ ધર્મમાંથી આપણને શીખવાનું મળે છે હવે આપણે અન્ય ધર્મની વાત કરીએ તો એમ તો ભારતમાં ઘણા બધા ધર્મો છે બેઝિક ધર્મોની વાત કરું તો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ બધા ઘણા બધા ધર્મો છે પણ દરેક ધર્મોમાં આપણે જોતાં હોઈએ કે કોઈ પણ ધર્મમાં એક બીજાની વિરુદ્ધ માટે કોઈ પણ શાસ્ત્રમાં કે કોઈ પણ ધર્મ પુસ્તકોમાં એવો ઉલ્લેખ નથી કે કોઈ બીજા ધર્મનો આપણે વિરોધ કરવો જોઈએ અથવા આ ધર્મ ખોટો છે આ ધર્મ સારો નથી આ ધર્મ ખરાબ છે તો કોઈ પણ ધર્મોમાં એવું લખ્યું નથી હોતું પણ માણસો જે છે એ પ્રકૃતિ માણસ કોઈ દિવસ છોડી શકતો નથી માણસની પ્રકૃતિ આજકાલ એવી થઈ ગઈ છે ખાણી પીણી રહેણી કહેણી જે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવીને પોતાનાં જીવનમાં જે બધી ભૂલો કરે છે હવે આપણે ઘણાં વર્ષોથી જોતા આવ્યા છીએ કે ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા સંતો મહાત્માઓ થઈ ગયા એ દરેક સંતો મહાત્માઓ જે ધર્મને આચરણ કરીને આગળ વધ્યા તા એ બધા જ એ લોકોનું નામ હજી પણ લેવાય છે જેમ કે આપણા ઋષિ ઋષિમુનિઓ છે અમુક ધાર્મિક ગુરુઓ છે એ પોતાનાં જીવનમાં કઈ રીતે જીવન જીવવું જોઈએ એકબીજાની મદદ કરીને કોઈને જીવનમાં નડવાનું નહીં કોઈ સાથે લડવાનું નહીં એટલે આ બધી બાબતો એ શીખવા આપણને ધર્મમાંથી ઘણી બધી વસ્તુઓ આપણને શીખવા મળે છે આ સિવાય બીજી વાત કરીએ તો વિવિધતામાં એકતા એટલે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ આ વાક્ય ઘણી વાર આપણે સાંભળતા આવીએ છીએ કે ભલે અલગ અલગ ધર્મો જે છે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણા માણસનાં આખા શરીર પર ક્યારે એક થપ્પો કે કોઈ એવું લખ્યું નથી હોતું કે ભગવાન આપણને કહીને નથી મોકલતા કે લખીને નથી મોકલતા કે ભાઈ તમે હિન્દુ છો કે ભાઈ તમે મુસલમાન છો ભાઈ તમે શીખ છો આ એક આપણે જાતે જ ઘડી કાઢેલો એક નિયમ છે એક એવો ટોપિક કહી શકાય કે જેના લીધે બધા અલગ અલગ કામ કરે છે એમાં કોઈક પ્રોબ્લેમ કે કોઈક એનો કોઈ સવાલ નથી પણ કહેવાનો અર્થ એટલો છે કે બધાએ હળી મળીને આપણે રહીએ એમાં જ મજા છે એક જ વિસ્તારમાં ચાર અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હોય પણ એમાં જો એકતા ના હોય તો આપણે એ રીતે રહી જ નથી શકતા લોકોને આજકાલ પૈસા અને પોતાનું જીવન કઈ રીતે આગળ વધારવું જીવનમાં પોતે પ્રગતિ કરીને આગળ વધવું એમાં જ હોય છે સ્વાર્થી માણસ થઈ ગયો છે હવે આ જ બધી બાબતો જે છે એ બાબતોમાં માણસ શીખવા માટે એ ધર્મ બહુ જરૂરી છે ધર્મ ધર્મમાં જે ગુરુઓ છે એ લોકો એ લોકો રામાયણ મહાભારત જેવાં પુસ્તકો છે ગીતા જેવાં પુસ્તકોમાં જે બધી સારી સારી વાતો લખી હોય એ બધી વાતોની કથા કરીને અને ધર્મમાં જે લોકો જોડાયેલા છે એ લોકોને આ બધું ધર્મનું જ્ઞાન એ જ્ઞાનમાં પણ સાંસારિક જીવનમાં કઈ રીતે હળી મળીને રહેવું એક બીજાને કઈ રીતે આપણે સહાય કરવી એક બીજા સાથે કઈ રીતે હળી મળીને રહેવું આ દરેક બાબતોનો સમાવેશ થાય છે એ બાબત આપણને ધર્મમાંથી શીખવા મળે છે એટલે ધર્મની એક બહુ મોટી ભૂમિકા છે માણસનું આખું જીવન કઈ રીતે માણસ જીવે છે માણસને જીવનમાં પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ આપણે સમાન્ય આપણને લાગે પણ આપણે વિચાર કરીએ તો ગીતા એક એવું ધર્મ પુસ્તક છે કે જેનાથી કૃષ્ણ ભગવાને અર્જુનને જે આખી વાત કરી હતી કે ભાઈ ધર્મ છે એટલે એમાં રહીને એટલે સામે કોણ છે શું છે એ જોવા વગર આપણો પહેલાં ધર્મ છે એ ધર્મ શું છે એ સમજીને આપણે જો કે વાત તો બધી બહુ લાંબી છે એ બધી આપણે વાત અહીંયા આપણે કરવાની નથી વિષય બહારની વસ્તુ થઈ જશે પણ મેન મુદ્દો એ છે કે હું એ બાબત પર આવતો હતો કે પુસ્તકમાં જે લખ્યું છે કે કઈ રીતે જીવન જીવવું જોઈએ કઈ રીતે આપણાં જીવનમાં પ્રગતિ કરી શકાય શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આ દરેક બાબતો એ ધર્મ પુસ્તકોમાં લખ્યાં હોય છે આપણે ધર્મ પુસ્તકો અને એ બધીની વાત કરીશું તો ઘણો બધો સમય આપણને જોઈશે તો ટૂંકમાં કહીને અહીંયા પૂરું કરીશ કે ભારતીય સમજમાં ધર્મ હોવો એ ખૂબ જ જરૂરી છે એનું કારણ છે કે અને અમુક લોકો એવા હોય કે ભાઈ આપણે લોકો મોટા થઈને કે ડોસા થઈએ પછી આપણે ભક્તિ કરીશું કે ભજન કરીશું પણ નહીં હું અહીંયા માનું છે કે બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ એને ધર્મના સંસ્કારો આપવા જરૂરી છે તો જ એ આગળ જતાં એ આગળ જતા આજે આપણે જોઈએ છે કે ઘણાં લોકો વૃધાશ્રમમાં એના મા બાપને મૂકી દેતા હોય તો આ બધા સામાન્ય જે વ્યવહારો છે પહેલાંના જે ઋષિમુનિઓ હતા એ બધા જે રીતે વ્યવહારમાં રહેતા હતા એ જ રીતે પોતાનું જીવન જીવતા હતા શાકાહારી રહીને પોતે જે ધર્મનું આચરણ કરતા હતા એ ધર્મનું આચરણ હજી પણ જો એ રીતે જીવવું હોય માણસને તો ધર્મમાં રહીને જ આગળ વધી શકાય છે ઘણી બધી બાબતો આમાં સમાવેશ થાય છે પણ મેન ધર્મમાં રહીને આપણે વિવિધતામાં એકતા ભલે આપણે બધા અલગ અલગ જ્ઞાતિનાં લોકો છે અલગ અલગ દેશનાં લોકો છે પણ ધર્મમાં આપણે રહીશું તો ખૂબ પ્રગતિ થશે સમાજમાં પણ એકતા થશે અને બધા હળી મળીને આપણે રહીશું